મેં ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ ઝુડિયોમાંથી એક ટીશર્ટ બુક કરાવ્યું તું અને તે ટીશર્ટ મેં મારે ડિલિવરી ટાઈમ હતો પાંચ બાર બે હજાર ચોવીસ અને ડિલિવરી એકદમ ટાઈમ પર થઈ છે તેથી મારો અનુભવ એકદમ સારો રહ્યો છે અને ટીશર્ટની કોલેટી એકદમ સારી છે અને ટીશર્ટ પહેરવામાં પણ એકદમ સારું લાગે છે અને ટીશર્ટ નહીં પ્રાઈઝ પણ એકદમ અફોડેબલ છે ટીશર્ટ ખૂબ જ સારું અને મસ્ત દેખાય છે જેથી મને આ ઓનલાઈન વેબસાઈડ પર ખરીદી કરવામાં ખૂબ જ આનંદ થયો છે અને જેથી હું તમને થેન્ક યુ કહેવા માંગુ છું તો આ થેન્ક યુ ઝુડિયો